હેલો હું ધ્વનિ બોલું છું મારી હમણાં એક્ઝામ આપવા માટે મારે વેસુ જવાનું છે અને હું મોટા વરાછા રેઉ છું રહું છું તો તમે મને જણાવો ને કે તમે આવી શકો એમ છો કે નહીં કે કારણ કે હમણાં કટોકટ ચાલું છું સમયમાં અગર તમે કેન્સલ કરી દેશો તો મારે બીજી શોધવાનું થશે અને એ બધામાં બહુ સમય નીકળી જશે અને આ એક્ઝામ મારી માટે વધારે ઇમ્પોટન્ટ છે અને બીજું અત્યારે મારા ઘરેથી કોઈ ડ્રોપ કરવા આવી શકે એમ છે નહીં તો તમે પ્લીસ કેન્સલ ના કરતાં હું સિક્સ કુરીલ છાયા રો હાઉસ મોટા વરાછા સેટેલાઈટ રોડ પર છું અને એ રોડ પર તમને એક રસ્તો બંધ છે તો તમે જે નજીકથી ફલાય ઓવર દેખાય એ લઈને આવી શકો તો સારું રહેશે અને સાથે સાથે હવે વરસાદ પણ શરૂ થઈ ગયો છે તો તમે જેમ જલ્દી આવી શકતા હોય તેમ આવી જાઓ તો સારું રહેશે અને મારે એક્ઝામ સેન્ટર જે છે એ વેસુ રેડિયન્ટ સ્કૂલ પાસે છે અને મેં એક પિન્ક કપડાં પહેર્યાં છે એક સાથે નાની બેગ છે અને હું ત્યાં સોસાયટીના ગેટ પર જ ઊભી છું તો તમે આવો તો મને જણાવજો અને હા જલ્દી આવી શકો એમ હો તો આવી જાઓ